હા મેડમ મને એકચુંલી છે ને તમારી પાસે મેં તમને ઓડર આપેલો હતો મારે અહીંયા સુરતમાં એક્ઝિબિસન થવાનું છે તો તેમાં મને કાશ્મીરી ડિઝાઈનમાં સોલ ને એવું જોઈએ છે પછી હાથથી ભરતકામ કરેલું તે પણ મને સોલ ને એવું બધું જોઈએ છે તો ક્યારે મળશે મને મેડમ એક મેં મને જે હેન્ડીક્રાફ્ટ વાળું છે તે એ પચીસમાં જોઈએ છે પચીસ ડિઝાઈન અને જે કાશ્મીરી છે તે વીસ મને પંદરથી લઈને પચીસ તારીખ સુધીનું અહીંયા એક્ઝિબિસન છે તો તમે ચૌદ તારીખ સુધીમાં પહોંચાડી શકો તો મને ફાયદો થશે હા અઠવાડિયું છે પણ તમે ચૌદ તારીખે મને પહોંચાડો તો વધારે ફાયદો થશે કારણ કે અહીંયા મારું સેલિંગ ને બધું વધારે થયા ને તો પછી મને ઘટે એટલા માટે ઠીક છે તો પછી હા હા ઓકે હા તો ચૌદ તારીખે મોકલી દેજો અને જેમ બને ને એમ તો બીજા દિવસે તમે પંદરથી સાંજ પંદર સાંજ સુધી તમે મોકલાવી દેશો ને તો પણ વાંધો નહીં તો મને બીજે દિવસે કામ આવી જશે ઠીક છે ઠીક છે વાંધો નહીં ઓ ચોક્કસ ચોક્કસ મેડમ જે હોય તે જલ્દી મને કરી આપજો હોં ને મેડમ ઓકે થેન્ક યુ